હું જ્યારે સોળ વર્ષની હતી ત્યારે મેં પહેલી વખત ચિત્ર માટેના વર્ગ ચાલુ કર્યા અને એમાં જોડાયા પછી મને ચિત્રકામમાં સારુ એવું જ્ઞાન મળ્યું અને તેમાંથી મને નવું નવું શીખવા પણ મળ્યું તેમજ તેમાં જે અલગ અલગ ચિત્ર માટે જે પ્રકાર આવે છે એ મેં શીખ્યા અને એમાંથી સારી એવી માહિતી પણ મને મળી અ જેમ કે રૂપચિત્રણ મૂળભૂત માર્ગદર્શન રંગ પડકારવાની કળા માણસ ચિત્રણ દૃશ્ય મિત્રણ તસવીર પ્રકારો અવને બદલવાની કળા આવા જુદા જુદા છ સાત પ્રકારના જે ચિત્રકામમાં પ્રકારો આવે છે એવા મને શીખવા મળ્યા અને તેના લીધે ચિત્ર દોરવાની જે કળા હોય છે એ કળા મારામાં વિકસી અને એમાં સારો એવો સુધારો જોવા મળ્યો અને એમાં નવા નવા ચિત્રો દરવાનો રસ પણ જાગ્યો